ભારતમાં ખોરાક પોષ્ટિક છે અને સુપાચ્ય છે ભારતમાં જે ખોરાક છે એની ડિશમાં બાજરીના રોટલા રીંગણાંનો ઓળો ઘઉંની રોટલી ભાત દરેક સ્ટેટ પ્રમાણે અલગ અલગ હોય છે બંગાળમાં ચોખા સાઉથમાં પણ ચોખા અને યુપીમાં ઘઉંની રોટલી એ જ પ્રમાણે ભારતમાં મસાલા જે છે એ મરચું મીઠું હળદર ધાણા જીરું એ પુષ્કળ પ્રમાણમાં થાય છે અને અહિયાં જે વપરાય જેથી બાહાર ગામ પણ એટલો જ મોકલાવામાં આવે છે તો આ આ રીતે મસાલાનો દરેક ખોરાકમાં એનો ઉપયોગ સારી રીતે થાય છે અને બધાં એની લિજ્જત માણી શકે છે તો આ માટે ભારતના મસાલા આખા દુનિયામાં ફેમસ છે અને ભારતમાં જે રીતનો ખોરાક મળે છે અને જે ડિશ બને છે એવી પૂરા વર્લ્ડમાં ક્યાંય નથી બનતી ત્યાંના લોકો પણ અહીં આવીને એ ડિશનો ટેસ્ટ કરે છે અમે એક વખત હરિદ્વારમાં હતાં ત્યાં અમે લોકો જે પંજાબી ડીશ ખાધી તો એક ફોરનર કપલ આવ્યું હતું તે લોકોએ વેઈટરને પૂછ્યું એમને કઈ ડીશ છે ત્યારે અમે એમને કીધું હતું પનીર ભૂરજી અને રોટલી છે એ લોકોએ પણ એ જ મંગાવ્યું અને ખાધું અમને થેન્ક્સ કીધું અમને સારામાં સારું ખાવાનું અમને આજે મળ્યું આટલા વખતમાં આ રીતે દરેક સ્ટેટ વાઈઝ દરેક ખોરાકની પોતાની ઓલી હોય છે અને સૌરાષ્ટ્રમાં બાજરીના રોટલા ડુંગળી છાસ આ રીતના દરેક સ્ટેટમાં આપણે જઈએ તો ત્યાં આગળ એ પ્રમાણે ત્યાંની જે ખોરાકની પેલી છે એ પ્રમાણે એને લોકો આનંદથી ખાય છે અને બહારના બી જે આવે છે એને લોકો ઓફર કરે કે તમે આ ખાઓ જેથી તમને મજા આવશે